પ્રાથમિક અને માધ્યધિક શાળાઓ ઘણી શાળાઓમાં ગુજરાતી ભાષાને મુખ્ય ભાષા તરીકે શીખવવામાં આવે છે ગુજરાતી માધ્યમ શાળાઓમાં વિદ્યાર્થીઓને આરંભિક કક્ષમાં ગુજરાતી પાઠ્યપુસ્તકો સાથે શિક્ષણ આપવામાં આવે છે ઉચ્ચ શિક્ષણ કોલેજ અને યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને ભાષા શાસ્ત્રના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે આ આ વિદ્યાશાખાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનાં વિવિધ પાસાઓનો ગહન ઉપરવ શિક્ષણ મળે છે સંસ્કૃતિક મૂલ્યો ગુજરાતી ભાષા દ્વારા સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો પરંપરાઓ અને આદતોનું જ્ઞાન આપવામાં આવે છે આ ભાષાનાં શિક્ષણ દ્વારા નાના બાળકોને તેમના પારંપરિક વારસાના સંબંધમાં જાગૃત કરવામાં આવે છે રાષ્ટ્રિય અને અંતરરાષ્ટ્રિય સ્તરે પ્રતિષ્ઠા ગુજરાતી ભાષાનાં શિક્ષણને પ્રોત્સાહન આપવું તે વૈશ્વિક સ્તરે ગુજરાતી ભાષાની ઓળખ વધારવામાં મદદ રૂપ છે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી ભાષાને પ્રોત્સાહન મળે છે ભાષા સંરક્ષણ ગુજરાતી ભાષાને શિક્ષણ દ્વારા ભાષા સંરક્ષણ અને તેનો વિકાસ પણ કરવામાં આવે છે જે ભાષા અને સંસ્કૃતિના નાશથી બચાવવામાં મદદ કરે છે આ પ્રકારની વ્યવસ્થાઓ ગુજરાતી ભાષાને સ્તરે વ્યાપક પ્રસાર અને વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે